હલો હા હા કોણ બોલો છો હા હા હા આપણે દાળ ઢોકળી ખાવા ગયા તા ઈ જ ને હા હા હલો હા હા હા ઠાકર લોજમાં આપણે દાળ ઢોકળી ખાધી હતી હાં તમે મને તમે મને ત્યાં લઈ ગયા તા તમે મને ફોન કરીને કે આવો આપ જ જમવા જઈએ બંને જણા અને મિત્ર છે તો એક દિવસ તમને હું ખવડાવું અહિયાં વખણાય છે ને બહુ લાઇન લાગે છે ને ટોકન લેવું પડે છે ને બે કલાકે વારો આવે છે આપણો એટલે પછી આપણે બંને જમવા બેઠા હતા ને પછી તો ઘણી બધી ચર્ચા થઈને મને તો ખાવાની ખૂબ મજા આવી તમને પણ મજા આવી હશે અને ભાવ ભાવ પણ રિઝનેબલ હતો મેં જોયું તમે બીલ ચૂકવ્યું છેલ્લા ત્યારે મેં જોયું એનો ભાવ પણ એકદમ રિઝનેબલ છે હાં તો હવે ફરી ક્યારે લઈ જાશો મને એની પૂરણપોળી બોઉ વખણાય છે

અરે આ વખતે હું ખવડાવીશ એવું હશે તો હાં અવે તમેં મને દાળ ઢોકળીને એ ખવડાવ્યું હતું બધામાં ઠાકરમાં હવે આ વખતે હું તમને જમાડીશ મારા તરફથી ત્યાંની પૂરણપોળી બધે વખણાય છે ને ઘણા લોકો પાર્સલ પણ લઈ જાય છે એટલે એકદિવસ તમે ફ્રી થાવ એટલે કોલ કરો એટલે આપણે બંને જણા પાછા ત્યાં સાંજે જમવા જાઈએ બરોબર છે ઓકે હાલો ભૂલ્યા વગર હા હા ભૂલ્યા વગર તમે ફ્રી થાવ ત્યારે ઓકે ઓકે હાલો જય સ્વામિનારાયણ